હરસધ્દ્ધિ માતાનાં મંદિરે ગરબા રાસ રમવામાં આવે છે અને દર વર્ષે લોકો મેળામાં ધામધૂમથી ફરવા આવે છે અને મેળો ફૂલથી ફૂલ ભરાય છે ને આદિવાસીઓના લોકો ધામધૂમથી નાચ ગાન કરે છે અને મેળામાં ફરે છે ને પાણીપુરી ખાય છે અનેક જાતનાં મીઠાઈઓ વેચવાવાળા વેચે અને ખાવાવાળા ખાય છે અને મહાશિવરાત્રિના મેળામાં દેવમોગરા ભરાય છે અને તે મેળામાં ખૂબ જનસંખ્યામાં મેળો ભરાતો હોય છે અને હોળીમાં આદિવાસીઓના ઢોલના તાલે ખૂબ જ નાચગાન કરે છે અને લોકો આખી રાત ધૂમધામ રીતે નાચે છે અને આદિવાસીના લોકો ધૂમ મચાવીને નાચવા લાગે છે અને અન અને મકરસંક્રાંતિના તહેવારમાં લોકો પતંગો લાવે છે અને પતંગોના દોરા અને પતંગો ચગાવે છે એમ ત્યારે લોકોને ભયંકર મજા આવતી હોય છે અને એકબીજાની પતંગો કપાય ત્યારે લોકોના કકળાટ મચી જાય છે અને મજા જ ને મજા માણે લોકો તો ઓછામાં ઓછા એકબીજાના દોરીને દોરા દોરી કપાય અને પતંગો જતી જોઈ ત્યારે લોકોને એવો ઉત્સાહ લાગે કે હા હા હા મારી પતંગો સારી ચગે છે ને કપાય છે અને લોકોનો આનંદ આવે છે કે આવી જ રીતે દર વર્ષે તહેવારો આવતા હોય તો કેવી મજા સે મજાને મજા લોકો તો વિચારતા થઈ જાય કે મારી પતંગ કાપી એટલે એની એની બી તો કમ સે કમ મારી કાપવી જ પડે તો શું એ લોકોની મારે મારાથી પતંગ ન કપાય અને અત્યારે જ હું કાપી શકું એ એનો ઉમંગ લાગતો હોય છે અને લોકો એકબીજાની પતંગ ચડાવતા ચડાવતા લોકો બરાબર પતંગો ચગાવે છે અને એકબીજાની પતંગો કાપે છે ત્યારે લોકોને એવું લાગે છે કે તહેવાર એ તહેવાર ઉત્તરાયણ જેવું તો તહેવાર જ નહીં એવી મજા માળે અને કરે છે કે વાહ આવું જ જો તહેવાર દર વર્ષે મનાવવાનો મજા આવતી હોય તો લોકોનો કેટલો આનંદ હોય છે અને લગ્નોમાં દિવસ પ્રમાણે લોકોને લગ્નમાં જઈ અને નાચગાન કરે બેડ બેન્ડ વાજા વાગીને ધૂમધામ નાચે છે ને વરરાજાના વર કેટલું નાચવાનું મજા આવે છે અને શું મજા માણે છે લોકો તેના તે તો લોકોની જ મજા પડે છે તો શું આવી જ રીતે બધા જ મહત્ત્વના તહેવારો ઊજવતાં હોય તો આપણને પણ કેટલું સારું તો મજા આવવી જરૂરી છે કેમ છો બધા ભારતીયો મારા ભાઈબંધો તમે આવી રીતે તહેવાર ઉજવ્યા કરજો અને તહેવારોમાં પણ મળતા રહેજો અને ગરબા પણ રમ રમાય અને દર વર્ષે શિવરાત્રિના મેળામાં પણ બરાબર ધૂમ મચાવીને નાચો તો સારું રહે કહેવાનો મિનિગ નાન નાના છોકરાંને કરો તો નહીં મજા આવે એટલા હાટુ રસપ્રદ મહાશિવરાત્રિનો તહેવાર પણ ઉજવવામાં પણ આવે છે અને મજા માણીને લોકો મહાશિવરાત્રિના તહેવાર ઉજવે છે તો તમે પણ બધા ભાઈઓ તહેવાર ઉજવવાની સખત મજા લેજો બરાબર ને ને પછી મજા ન લો તો મજા નહીં આવે ખરેખર તો આવી રીતે મોજ માણવું જરૂરી છે કારણકે તહેવારોના તહેવારોના રિવાજ પ્રમાણે નાવ કામ લઈએ તો ના મજા આવે એના હાટુ આ બધું તહેવારો પ્રમાણે પરંપરાગત પ્રમાણે વ રિવાજ પ્રમાણે આપણાં રીત રિવાજો તહેવારો ઉજવવાની જરૂરી છે શું તમે પણ બધા આ તહેવારમાં સહમત છે તો મજા મજા જ લો કારણકે આના આના સિવાયની મજા કોઈ જ નથી બરાબર ને તમે બરાબર તો બરાબર છે આવજો